ના હું કોઈ વકીલ પોલીસ કે પંચાયત અથવા તાલુકા પંચાયત કચેરી જેવા કોઈ સ અધિકારીથી મને મુશ્કેલી અનુભવાઈ નથી અને ભ્રષ્ટાચારનો પણ અનુભવ નથી